તો ત્યાં શું સ્પેશિયાલિટી છે કાંઈ તો તો આવવું જોઈએ ને શું કામ હા આવવું જોઈએ ને ના બસ હા હા હા અને પંજાબી શાક બરાબર તો એ

સારું તો ફ્રીમાં ફ્રી જે મેનુ હોય તો આ જ છે એટલે મારે તો આવવું જ છે તમે બીજા કોઈ સાથે આવે છે હા બરાબર બરાબર હા અને હા પણ પાકિટમાંથી પૈસા કોણ આપશે તો વાંધો નહીં તો વાંધો નહીં મારે તો ભાવે છે ને મફતમાં મળે છે એટલે મારે તો કાંઈ વાંધો નહીં હા આપણે તો છેવટે હું હા બહુ મજા આવી જશે હા એ કેટલા વાગ્યે જવાનું છે હા હા તો કંઈ વાંધી નહીં આપણે તૈયાર જ છે એમાં કાંઈ વાંધો નહીં હા હા ચાલો ચાલો હા ચાલો તો